માણસ માત્ર ભૂલને પાત્ર દરેક માણસને સમજવાની કોશિશ કરવાની

લાલ રંગનું છે કોઈનું પીળા રંગનું છે નહીં એ મુસલમાન હોય કે હિન્દુ હોય કે અછૂત જાતનો હોય જે પણ હોય હરેક માણસના શરીરની અંદરમાં એક જ ખૂન છે એક જ વિચાર છે એક જ જીવ છે એક જ આત્મા છે આજે તમે કોઈ પણ માણસને દુઃખી કરો તો તમારે દુઃખી થવાનો સમય આવે માણસને હંમેશા માન દેવાનું એની ઇજ્જત કરવાની એની વાત સાંભળવાની એની વાતને માન દેવાનું એને કંઈ તકલીફ હોય તો એને તકલીફ પૂછવાની એ ભાઈ તને કંઈ તકલીફ તો નથી ને તમારાથી બને તો તમારે એને હેલ્પ કરવાની તમારા પાસે કંઈ સગવડ ન હોય ને તમે હેલ્પ ન કરી શકો તો હાથ જોડીને એને વિનય કરવાનો ભાઈ હું તકલીફમાં છું હું તારો કંઈ કરી નથી શકતો તો ભાઈ મને માફ કરજે આ રીતે સામેવાળા માણસને ખોટું ન લાગે એ રીતે એની સાથે આપણે વાત કરવી જોઈએ અને સારી વાત કરવાની ખરાબ વાત નહીં કરવાની આજે દરેક માણસને સન્માન આપવાનું દરેક માણસને માન આપવાનું પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે નીચ જાત હોય કે ઉચ્ચ જાત હોય જે પણ હોય દરેક માણસ સમાન ભગવાને બધાને એક જ સમાન બનાવ્યા છે ભગવાનની સામે કોઈનું ચાલતું નથી જે ભગવાને જિંદગી આપી છે એ જિંદગી જીવવાની અને ભગવાન કહે સચ્ચાઈથી જીવવું ખોટી રીતે નહીં જીવો સચ્ચાઈથી જીવશો તો મારો સાથ તમને મળશે બાકી સચ્ચાઈથી નહીં જીવો તો મારો સાથ નહીં મળે કેમ કે જે તમને મેં આપ્યું છે એ બધું તમે ભૂલી ગયા છો અને તમારે દુનિયાના રિવાજ પ્રમાણે તમે જીવો છો તો આ દુનિયાના રિવાજો ખોટા છે પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ દરેક માણસ પૈસાની પાછળ દોડે છે પણ પૈસો આગળ ભાગતો જાય એની પાછળ માણસ દોડી દોડીને થાકી જાય છે પણ એના હાથમાં કંઈ આવતું નથી આજે શું છે કે દરેક માણસનું જીવન દુઃખી છે કોઈ માણસ સુખી નથી આજે આ કોઈ પણ જાવ વૃદ્ધ માણસ હોય કે જવાન હોય કે યંગ હોય જે પણ હોય દરેક માણસની તકલીફો એક જ છે દરેકને તકલીફ થાય જેમ તમને દુઃખ થાય એમ બીજાને દુઃખ થાય તમે બીજાને બે શબ્દ કહો એ તમને કહે તો તમને દુઃખ થાય એટલે શું છે કોઈને ખરાબ શબ્દ બોલવા નહીં સારા વિચાર રાખવાના સારો સંગ રાખવાનો સારા વિચાર એને દેવાના તમારું સાંભળે તો તમારે એને સંભળાવાનું ના સાંભળે તો પછી જયશ્રી કૃષ્ણ કરી ત્યાંથી નીકળી જવાનું માણસ અત્યારે સમજે કે હું હું છું પણ તું કંઈ નથી તલભારે નથી તારી જિંદગી બેકાર છે તું જિંદગીમાં જીવવા માંગે છે પણ તને જીવતા આવડતું નથી તું જાણી ને જીવ અને સમયને સાથ દઈને જીવ તો તારું બધું કામ થશે ભગવાન તને સાથ આપે તારો રસ્તો કોઈ દી પીછે હઠ નહીં થાય દરેક તકલીફમાં ભગવાનનો સાથ મળશે બાકી તો શું છે જેવું વાવો એવું લણો આજે કાંટા વાવો તો કાંટા ઉગે હાથમાં વાગે આંબા વાવો તો આંબા ઉગે એટલે જેવું તમે કરશો એવું પામશો બાકી તો હવે જિંદગીની અંદરમાં સાર છે નહીં આજે તમારું ઘડપણ આવ્યું તમારો જવાનની માથે તમે બચપણ માથે જવાનીમાં આવ્યા જવાનીમાં આવ્યા ભોગમાં આવ્યા ભોગમાંથી બુઢાપામાં આવ્યા બુઢાપામાં તમારું શરીર કામ કરતું નથી તમારા હાથ પગ ચાલતા નથી તમારા પેટ કામ નથી કરતાં દરેક ચીજની તકલીફો તમને છે તો આ બધી તકલીફોને દૂર કરવા માટે મનમાં સંયમ રાખવાનો વિચારધારામાં સંયમ રાખવાનો કોઈની સાથે વધારે પડતું ઓલું કરવાનું નહીં સામેવાળો માણસ હોય એ ય મારા જેવો હું છું એ એના જેવો છું એ છે એ હું છું એની પાસે પૈસો છે મારી પાસે પૈસો નથી પણ પૈસાથી બધું નથી મપાતું પૈસો બધી ચીજ નથી પૈસાની સાથે જિંદગી જીવતા આવડવી જોઈએ આજે કોઈ ગરીબ છોકરાને બે પૈસા આપવા અપાય તો આપવાના કોઈને જમાડી શકો તો જમાડી શકો બાકી તો હવે શું છે વાત ખાલી પૈસો પૈસો કરો તો પૈસો તમારા હાથમાં આવવાનો નથી પૈસો આજ છે ને કાલે નથી કાલે તમારી જિંદગીમાં શું થવાનું છે એ કંઈ ખબર નથી તમે એક સેકન્ડની અંદરમાં તમારું શું થઈ જાય ને તમારું કંઈ ચાલે નહીં જે છે એ ચાલે તો ભગવાનનું ચાલે કેમકે તમારા બધાની દોર ભગવાનના હાથમાં છે અને ભગવાન જે છે એ બધાયનો રક્ષક છે એ કોઈનું બગાડતો નથી બધાયનું સારું જ કરે છે એની ત્યાં દેર છે પણ અંધેર નથી ભરોસો રાખવાનો ભરોસો તોડવાનો નહીં હંમેશા શું છે દુનિયામાં કોઈ કોઈનું નથી તો એનો ભગવાન છે ભગવાન સિવાય બીજું કોઈ છે નહીં બાકી તમારાથી કોઈ મોટો માણસ હોય તો એને બી માન દેવાનું તમારાથી કોઈ નાનો માણસ હોય તો એને માન દેવાનું તમારાથી નીચ જાત હોય તો એને માન દેવાનું તમારા ટાઈમની અંદરમાં હોટલોમાં ચા પીવા જતા તો અમારો ચાનો કપ અલગ રહેતો અને નીચ જાતનો કપ અલગ રહેતો એ લોકોને બારોબારથી ચા આપતા અધ્ધરથી આપતા એટલું એ લોકોને ઊંચનીચની ઓલી રાખતા આજની તારીખમાં દરેક માણસો સમાન છે કેમકે પૈસાવાળા હોય તો એ એક જ હોટલમાં ચા પીએ ને ભૂપતિ હોય તો બી એક હોટલમાં ચા પીએ અને એક રસ્તાનો ભિખારી હોય એ બી એક રસ્તામાં ચા દે બાકી તો હવે શું છે જિંદગી જે ભગવાને આપી છે જીવી લેવાની આપણા કરમ આપણે ભોગવવાના આપણા કરમ કોઈ લેતું નથી ભગવાન તમને ઉપરછલ્લો સાથ આપે છે પણ તમે એ કહો કે મારા કરમ લઈ લો તો ભગવાન કરમ લેતા કરમ તો તમારે જ ભોગવવાના છે કેમકે જિંદગી તમારી છે જીવન તમારું છે મન તમારો છે આત્મા તમારો છે જમીર તમારો છે દરેક ચીજ તમારી છે છતાંય તમે કહો છો કે મારી પાસે કંઈ નથી છે ઘણુંય છે પણ તમારે નથી ભગવાને બધીયે ચીજ આપી છે કોઈ ચીજની કમી નથી રાખી પણ છતાંયે છે હું પદ છોડી દેવાનું કોઈ આપણાથી નીચ માણસ હોય તો એને ઇજ્જત દેવાની અને હું હું છું એ વિચાર નહીં કરવાનો કેમકે તમે કંઈ નથી તલભારે નથી કેમકે તમારી જિંદગી મારા જેવી છે મારી જિંદગી છે એ કાલ તમારી બી થઈ શકે એટલે શું છે મોતનો ડર રાખવાનો ભગવાનનો ડર રાખવાનો ભગવાન જ્યારે બોલાવે ત્યારે વટી જવાનું બાકી તો આપણા જ્યાં સુધી કરમ પૂરા ન થાય ત્યાં સુધી ભગવાન બી આપણને છોડતો નથી એટલે એ તમારે ભોગવવાનું છે તો ભોગવ્યે છૂટકો બાકી તો શું છે જિંદગી નજરમાં કંઈ છે નહીં શું લાવ્યા ને શું લઈ ગયા આવ્યા ત્યારે કંઈ હતું કંઈ નહોતું ખુલ્લી મુઠ્ઠી આવ્યા ખુલ્લા હાથે વયા ગયા રાજા સિકંદર જેવો સિકંદર હતો એ આખી દુનિયાને જીતી પોતે વિચાર કરતો કે મારી હાથમાં આખી દુનિયા છે પણ મરી ગયા પછી એણે બે હાથ ખુલ્લા મૂકીને કીધું કે જો હું કંઈ લઈ નથી જતો એટલે સિકંદર જેવા સિકંદરનું બી હું પદ નથી રહ્યું રાવણ જેવા રાવણનું હું પદ નથી રહ્યું તો આપણું શું રહેવાનું આપણે તો આ મૃત્યુ લોકના માનવ છીએ આપણે આ મૃત્યુ લોકમાં જીવવાનું છે આજ મૃત્યુ લોકમાં આપણી જિંદગી પૂરી કરવાની બાકી તો જીવનની અંદરમાં કંઈ નથી સારું શું છે ભગવાનનું નામ છે જયશ્રી કૃષ્ણ કરો સીતારામ કરો રામ રામ બોલો આ બધું તમારા સાથે આવવાનું છે બાકી કંઈ નથી આવવાનું જયશ્રી કૃષ્ણ